સર મારે નવું અકાઉન્ટ ઓપન કરવાનું હતું તો થોડું ડિટેઇલ જોઈતી હતી મારું સેવિંગ્સ અકાઉન્ટ જ ઓપન કરવું છે અને હું જે એરિયામાં રહું છું ને ત્યાં નજીકની કોઈ બ્રાન્ચ હોય ને તો મને સારું પડશે સચિન એરિયામાં સુરત પાસે હા તો મને ક્યા ડોકયુમેન્ટ હું લઈને આવી જાઉં ક્યા ડોકયુમેન્ટ્સ જોઈશે અને સર હું ક્યારે આજે આવું કે સારું સર અને મને બીજું પણ એ હતું કે મારે અકાઉન્ટ ઓપન થઈ જાય એટલે મારે થોડુંક સેવિંગ્સ નાખીને એફડી કરાવવાની છે તો એના રિલેટેડ તમે જ મને જાણકારી આપી દેશો કે પછી બીજા કોઈ સારું સર તો હું છે ને આવું છું આજે લંચ પછી તો મારા ડોકયુમેન્ટ્સ ને ફોટોગ્રાફ ઓકે સર ઓકે થૅન્ક્યુ